હેલો વ્રજ હા તારું એક કામ છે યાર હા તું હાલમાં જ એક તારે તારા પાસપોર્ટમાં તારું અટક છે તે બદલાવીને હા હા બસ એકચુલી એટલે મારા બી હાલ લગ્ન થયાં બરાબર હવે મારા પત્નીના જે એનું સર એનું અટક છે ને પાસપોર્ટમાં એ મારે બદલાવવું છે સો મને તું ખાલી કહી શકીશ કે એમાંય કઈ કઈ મતલબ આપડે પ્રોસેસ એની પ્રક્રિયા શું છે તું મને એક પ્રક પ્રક્રિયા કહેને તો મને ખબર પડે

એટલે પ્રક્રિયામાં સૌથી પેલા આપણે આપણા ડોક્યુમેન્ટ્સ જે છે આધાર કાર્ડને પછી પાન કાર્ડ એ બધું આપવાનું ને હા એટલે તેની પ્રક્રિયા પછી સ્ટાર્ટ એનું મતલબ શરૂઆત કરે તો થાય પછી કેટલો ટાઈમ લાગે પછી એમાં ક્યારે આપણું આપણા પાસપોર્ટમાં આપણી અટક ક્યારે બદલાશે ક્યાં કયા ટાઈમ સુધી એનું ચેન્જ થશે હં કયા કયા દસ્તાવેજો જોઈએ એમાં કે લાઇટ બિલ કે કંઈ જોઈએ દસ્તાવેજ એવા એ બધું ન જોઈએ બરાબર ને હા તો હું હું ત્યાં જઉં છું અને હું તને ફોન કરું કંઈ બી કામ પડે તો બરાબર હા ચાલ